હલો વૂડલેન્ડ રેસ્ટોરન્ટ હા આપડે છે ને સબજીને ઈ ઓડર કરવાનું છે તો લખી લો ને સબજી મારે ત્રણ સબજી ઓડર કરવાની છે એક તો પનીર ટીકા મસાલા એક વેજ હાંડી અને એક કાજુ ખોયા હા ના સ્વીટ નથી એકોય સબજી બધી સ્પાઈસી જ કરવાની છે અને એક મન્ચુરિયન જોઈએ છે અને છ રોટી જોઈએ છે એ બધું આપડે પાર્સલ કરવાનું છે તમારે સ્વીગીમાં તો આટલો તમે ઓડર લખી લો બધું એમાં સલાડને બધુ મુકજો ડુંગરીને એ બધું થોડું કચુંબર છે એ બધું પાર્સલ કરી દેજો બરાબર છ વ્યક્તિ છે જમવામાં એટલે એ પ્રમાણે તમે કચુંબરને મુકજો મને યાદ આયવુ કે અમે જઈ ઓડર કરવાના છે ને સ્વીગીમાં તો તય અમારી પાસે કસુ વાસણ નથી અમારી પાસે તો જે થર્મોકોલની ડિશ આવે છે ને થર્મોકોલની ડિશ પછી ચમચી અને મન્ચુરિયન માટે ફોક કાંટા વાળી ચમચી અને આપડે ડિસ્પોઝેબલ ગ્લાસ વાટકી એ બધું જોઈએ છે અમારે તો તમે અમને એ બધું પાર્સલ કરી દેજો એની જોડે જે પણ એનો ચાર્જ થાય ને એ હું તમને એકસ્ટ્રા આપી દઈશ